મને સૌથી વધારે ગમતી રમત તો ક્રિકેટ જ છે આ રમવાનુંય ગમે છે અને જોવાનુંય ગમે છે અમે લોકો જયારે નાના હતા ત્યારે તો અમારું રોજનું હતું કે શાળાએ જવાનું અને શાળાએથી પાછું આવી અને આખો દિવસ જેટલો દિવસ વધે એટલો દિવસ બસ ક્રિકેટ જ રમ્યે રાખવાનું બીજું કંઈ નહીં બસ બે જણા હોય તો અમે ક્રિકેટ ચાલુ કરી દઈએ ચાર જણા હોય તો અમે ક્રિકેટ ચાલુ કરી દઈએ એટલે અમારે અમારું જે ગામ હતું તે ગામમાં એક મોટો એવો ચોરો હતો અમે ચોરાની અંદર જ ક્રિકેટ રમતાં અને એમાં ઘણાં બધા મેદાનોમાં પણ અલગ અલગ ક્રિકેટ રમેલાં છીએ તો આમ ક્રિકેટથી એક અલગ જ લગાવ છે બાળપણથી જ કે તમારી પાસે કાંઈ ના હોય તો એક બેટ અને એક બોલ લઈ લેવાનો અને તમારે ક્રિકેટ રમવા ચાલ્યું જવાનું તો ક્રિકેટ એ હું કહીશ કે મારા જીવનનું એક અભિન્ન અંગ રહ્યું છે કે ઘણી વખત એવું બનતું હોય કે તમે શાળાએથી થાકીને આવ્યા હોવ તો પણ અમે ક્રિકેટ રમવા ચાલ્યાં જતાં અને તમારો થાક છે એ રમત રમીને ઉતરી જાય આમ લોકો કહેતા હોય કે તમે રમો એટલે તમને થાક લાગે પણ મારી સાથે ઉલટું થતું અમે જ્યારે ક્રિકેટ રમવા જતાં ત્યારે મારો થાક ઉતરી જતો અમને ક્રિકેટથી પ્રેમ એટલો હતો અને હુ એક નહીં હમારા જેટલા પણ બધાં લોકો હતા જે અમારી આખી અમારી ટોળી હતી અમારા બધા લોકો ક્રિકેટને એટલો જ પ્રેમ કરતાં એટલે આમ આમ તો જોઈએ તો આપણે ભારતના લોકો પણ ક્રિકેટને એટલો જ પ્રેમ કરે છે અત્યારે તો વિશ્વ કક્ષાએ ક્રિકેટ ચાલે છે મોટી મોટી સ્પર્ધાઓ થાય છે મોટી મોટી ટૂર્નામેન્ટો થાય છે જ્યારે વર્લ્ડ કપ થતો હોય ત્યારે આપણે જોઈએ કે ભારતીય ટીમને જોવા માટે કેટલા લોકો તાત્પર હોય છે કે ભારતની ટીમ રમે ભારતીય ટીમ જીતે ભારતની ટીમ સારું કરે હમણાં જ આપણે હું કહીશ કે જે પાયો નંખાયો હતો જે ક્રિકેટનો એ ઓગણીસો ને પંચોતેરમાં જ્યારે કપિલ દેવ વર્લ્ડ કપ લઇને આવ્યા હતા ને ભારત ત્યારે પાયો નખાયો હતો ભારત પણ વિશ્વ કક્ષાએ ક્રિકેટની અંદર કંઈ કરી શકે છે એ પછી આપણે જોઈએ તો એમએસ ધોની સાહેબ આવ્યા એમણે પણ ભારતને ઘણી બધી ટ્રોફીઓ જીતવામાં મદદ કરી કે બે હજાર તેરની છે જે ચેમ્પિયન્સ ટ્રોફી હતી બે હજાર અગિયારનો જે વર્લ્ડ કપ હતો આટલાં વર્ષો પછી વર્લ્ડ કપ ભારતમાં આવ્યો બે હજાર સાતની અંદર જે આપણે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યો એટલે આ જે બધી જે આપણે સ્પર્ધાઓ જીતી એનાથી લોકો પણ આ ખેલ તરફ વધારે આકર્ષાયા કે હા ભારત પણ ક્રિકેટની અંદર સારું કરી શકે છે અને બીજા દેશોને ટક્કર આપી શકે છે જેમકે આપણે જોઈએ તો ભારત ભારત છે એ પહેલાં એટલી બધી ટક્કરમાં ન હતું જ્યારે આપણે ઓગણીસો પંચોતેરમાં વર્લ્ડ કપ જીત્યાં એ પહેલાં પણ આપણે જોઈએ તો ત્યારે વેસ્ટ ઈન્ડિઝ હતી ઑસ્ટ્રેલિયાથી હતી આ બધી ટીમો બહુ ઉચ્ચ કક્ષાનું ક્રિકેટ રમતી એ પછી જ્યારે ભારત જીતીને આવ્યું પછી લોકોને એમ થયું કે હા આપણો દેશ પણ આની અંદર કંઈક કરી શકે છે એમ છે અને એ એ તો વસ્તુ દુનિયાને જોતીતી કે એક તો વસ્તુ ભારતને જોઈતી હતી કે આપણે જઈ અને દુનિયામાં કઈ કરીયે અને આ ખેલ એટલે જ વધારે લોકપ્રિય થયો છે કે અત્યારે આપણે જોઈએ તો અત્યારે તો આપણી ટીમ હોય હુ એમ કહીશ કે કોઈ મુકાબલો નથી હમણાં જયારે બે હજાર ત્રેવીસનો જે વર્લ્ડ કપ થયો ત્યારે ટીમ જીતતા જીતતા રહી ગઈ હું એમ કહીશ કે દસ મેચ જીત્યાં અને છેલ્લો મેચ આવ્યો અને હારી ગઈ પણ એ તો નસીબની વાત હતી પાછો અત્યારે બે હજાર ચોવીસનો વર્લ્ડ કપ જીતીને લઈ આવ્યાં છે તો આટલી બધી સ્પર્ધાઓ જીતી આટલી બધી ટક્કર આપી અને લોકોને આકર્ષી અને આજે રમત છે એક અલગ અલગ કક્ષા ઉપર અત્યારે પહોંચી ગઈ છે અને આપણે જોઈએ તો ક્રિકેટરોને લોકો એટલું માન સન્માન આપે છે કે વિરાટ કોહલી છે એમએસ ધોની છે રોહિત શર્મા છે અને આપણા ગુજરાતના આપણે ક્રિકેટરો જોઈએ તો રવિન્દ્ર જાડેજા છે અક્ષર પટેલ છે યૂસુફ પઠાણ છે ઇરફાન પઠાણ છે પાર્થિવ પટેલ છે નમન ઓઝા છે કૃણાલ પંડ્યા છે હાર્દિક પંડ્યા છે અજય જાડેજા છે આ બધા લોકોએ ક્યાં તો ભારતનું નામ રોશન કરી લીધું છે અને ક્યાં તો અત્યારે પણ ભારતનું નામ રોશન કરી રહ્યાં છે આ બધાંને જોઈને પણ તમને અંદરથી એમ થાય કે આ લોકો ભારતને વિશ્વકક્ષાએ પહોંચાડે છે વિશ્વકક્ષાએ ભારતને સારું ભૂમિકા ભજવવા મદદ કરે છે તો આપણે પણ આ આ ખેલ રમીએ અને મારે મારા જીવનમાં તો આમ પણ ક્રિકેટનો એક અલગ જ પ્રભુત્વ રહ્યું છે કે જ્યારે જ્યારે મને એમ થાય કે મારે દુનિયાથી અલગ થવું છે કે મારે આ દુનિયાથી ભાગવું છે જ્યારે હું કોઈ એવી પરિસ્થિતિમાં હોઉ બસ ત્યારે હું એક ક્રિકેટ મેચ ચાલુ કરી દઉં અને બધું શાન્ત થઈ જાય કારણકે એ એક વસ્તુ એવી છે કે જેને તમે પ્રેમ કરો છો જેને જોઈ અને તમને આનંદ મળે છે કે મારા ફેવરિટ ક્રિકેટર પણ છે મારા પસંદના ખેલાડી છે એ પણ આપણા ગુજરાતના છે આપણા જામનગરના રવિન્દ્ર જાડેજા તો એમને જોઈને મોટો થયો છું અને એમના ખેલથી પણ બહુ સારી રીતે માહિતગાર છું અને એમના જેવું જ રમવું ગમે છે તો આવા ઘણાં બધાં પરિબળો છે કે જે મારા જીવનમાં મને ક્રિકેટ પ્રેમી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને મને તો રમવું પણ એટલું જ ગમે છે અને રમવા કરતાં વધારે જોવું પણ એટલું જ ગમે છે કે જ્યારે આ લોકો બધાં રમતાં હોય અને જે એ મેચ એટલો રસપ્રદ ચાલતું હોય ત્યારે જોવાની અલગ જ મજા આવે હમણાં જ હતો કે જ્યારે બે હજાર ચોવીસના વર્લ્ડ કપનો ફાઇનલ મેચ ચાલતો હતો જયારે સાઉથ આફ્રિકા સામે ત્રીસ બોલમાં ત્રીસ રન જોઈતાં ત્યારે બધાનાં શ્વાસ અધ્ધર થઈ જ ગયાં હતાં કે હારીશું જીતશું હારીશું જીતશું આવી જ વાત ચાલુ હતી પણ જયારે એ એ છેલ્લો બોલ નખાયો અને ભારત જીત્યું ત્યારે એનો અલગ ત્યારે એનો જે આનંદ હતો ને આનંદ એવો હોય તો કે જે પછી દસ પંદર એક દસ પંદર દિવસ એક મહિના સુધી ચાલે